હા બેન કેવું છે હવે તમને ફરક પડે છે

હા બેન આમાં

હા બસ તમારે ફક્ત શાંતિ રાખવાની જરૂર છે ને થોડો સમય મારી પર છોડી દો થોડો અમારા પર વિશ્વાસ કરો ધીરે ધીરે છૂટી જશે આ તમારું મન થોડું વિચલિત થાય છે એટલે થોડોક સમય છોડી દો તમારી બધી જ પ્રોબ્લેમનો રસ્તો અમે કાઢી લઈશું ના ના ના ના ના ના તમે થોડી હિંમત નહીં હારો તમે અમને સપોર્ટ કરો બે પેગ નહીં તમારે જડ મૂળથી દારૂનું વ્યસન છોડાવવાની જવાબદારી અમારી છે બસ તમારા મનમાં ચિંતા રાખો ના કંઈ જ નહીં બધું જ સારું થઈ જશે તમે મનમાં આ વસ્તુ વિશેના વિચારો છોડી દો અને અમારા પર ભરોસો રાખો તમારો કાલે સવારે અગિયાર વાગ્યાની એપોઇન્ટમેન્ટ છે તમે સમયસર ક્લિનિક પર આવી જજો અને બસ થોડી થોડું મન શાંત રાખો બધું જ સરસ થઈ જશે હા